આજના સમયમાં ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ રહી છે પરંતુ આપણે કેટલાક વિસ્તારમાં જોવા જઈએ તો પાકા રસ્તા પણ હોતા નથી તો વાહન વ્યવહારની વ્યવસ્થા હોતી નથી જે ક્યારેક આરોગ્યની સંભાળ મેળવવામાં ખૂબ જ અસર કરે છે ગામડામાં ક્યારે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને વાહન વ્યવહારની સગવડ ન હોય તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વૃદ્ધો અને નાના બાળકોને પણ તકલીફ પડે છે જો શહેરની બહાર આરોગ્ય કેન્દ્ર કે દવાખાનું હોય તો દર્દીને પ્રાથમિક સારવાર મેળવવામાં પણ તકલીફ થાય છે જો તેને આ એ પ્રાથમિક સારવાર ન મળે તો તે ક્યારેક પોતાનો જીવ જોખમમાં મૂકે છે હા અમારા વિસનગર શહેરની બહાર હોસ્પિટલ છે તે મહેસાણામાં આવેલી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચતાં તમને ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે